હાલો હ ડોક્ટર હવે મને માથું દુખે છે અને થશે હમણાંથી તો એના માટે લગભગ બે ત્રણ દિવસથી માથું દુખે છે અને શરીર માં બી આમ બઉ થાક જેવું લાગે છે વીકનેસ આઈ ગઈ હોયને હમ હ હમ મને આંખો દિવસ આમ સતત પેન રયા કરે છે અને માથાનો જે આગળનો ભાગ હોય ને ત્યાં જ વધારે દુખે છે હમ અને સતત દુખાવો રેસે હા એને મને થોડો છે તણાવ અને ઊંઘ બી એટલી નથી મળતી કેમ કે મારી ડોટર નાની છે એટલે ગમે ત્યારે ઉઠવાનું એવું ચાલુ રેતું હોય છે ઉજાગરાને એવું એના લીધે ઊંઘ પૂરું નથી થતી હમ

હમ હા

હા હમ હા હા અને એના સિવાય બીજું કઈ હા

હા તો તમે મને દવાને એવું જણાઈ દો